નાનપણમાં જ્યારે ગેમ્સ રમવાની શરૂઆત કરી અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આસમાન જમીનનો ફરક છે મને યાદ છે નાના હતા ત્યારે સિઝન બોલથી ક્રિકેટ રમવું એ એક સ્વપ્ન સમાન હતું પ્રિન્સિપલ પાસે અરજીઓ કરી કરીને થાકી જઈએ ત્યારે માંડ ચાર પેડ ખરીદવાની ગ્રાન્ટ મળે એક સિઝન બોલ અને બે સિઝન બેટની ખરીદવાની ગ્રાન્ટ મળે હવે ચાર પેડ એટલે એક એક પેડ બાંધીને રમવાનું કારણ કે ત્રીજોને ચોથા નંબરના બેટ્સમેન જે હોય એને પણ પેડ પહેરીને તૈયાર રહેવું પડે એટલે એક પેડથી બેટિંગ કરતાં એબડોમન ગાર્ડ ન મળે ની ગાર્ડ ન મળે કે સ્પાઈકવાળા બુટ ન મળે અત્યારે જોઉં છું તો દરેક યંગસ્ટર પાસે પોતાની કીટ હોય છે જેમાં બે પેડ ગ્લોઝ એબડોમન ગાર્ડ હેલ્મેટ અને પોતાનું સિઝન બેટ અમારે તો બે સિઝન બેટમાં અગિયારે અગિયાર જણ રમતા હોય જ્યારે આ અત્યારે તો દરેક પ્લેયર પાસે પોતાની કીટ હોય છે પછી એ જ રીતે બેડમિન્ટનમાં શટલ કોઈકના પીંછા નીકળી જાય ત્યાં સુધી એ જ શટલ કોઈકથી રમવાનું અહીંયા તો દરેક ગેમે તમને નવા શટલ કોઈક મળે એવી જ રીતે ટેબલ ટેનિસમાં અત્યારે તો જાત જાતના રેકેટ નીકળ્યા છે ચાઈનીઝ રેકેટને જેપનીઝ રેકેટને ઈન્ડિયન રેકેટ સે એવા અમારે તો એક જ જાતના રેકેટ હતા એમાં મેટ આખી ઘસાઈ ગઈ હોય અને એનાથી જ રમવાનું હોય એટલે ગેમ્સ રમવાની શરૂઆત કરીને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં જમીન આસમાનનો ફરક છે